ગાર્ડનિંગ માટે સૌથી પહેલા તો અમે કોદાળી વાપરીએ છીએ તો ખોદકામ માટે વપરાય છે પછી દાતરડું વાપરીએ છે તે કચરો કાપવા માટે વપરાય છે ઘાસ કાપવા માટે વપરાય છે કોઈ વસ્તુ નકામી વસ્તુ કાઢવી હોય તેના માટે વપરાય છે તે પછી અમે વાપરીએ છીએ મલ્ચીંગ પેપર મલ્ચીંગ પેપર એના માટે વાપરવામાં આવે છે કે નકામા કચરો ઉગતો નથી તે પછી અમે દવા છાંટવાનો પંપ વાપરીએ છીએ તેનાથી અમે ઓર્ગેનિક દવાઓ છાંટીને પ્લાન્ટને પોષણ આપી શકીએ છીએ અને જરૂરી દવાઓ છાંટીને જીવજંતુઓથી બચાવ કરી શકીએ છીએ તે પછી અમે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ ટ્રેક્ટર ખેડવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ખાતર લાવવા લઈ જવા તે તો જે ઉત્પાદન થયું છે તેને બજાર સુધી લઈ જવા માટે ઉપયોગ કરીએ છીએ ટ્રેક્ટર અમે શોખથી પણ વાપરીએ છીએ તે પછી અમે કટર્સનો ઉપયોગ કરીએ છીએ જે અલગ અલગ વસ્તુઓ શાકભાજીઓ ડાળીઓ કટીંગ કરવા માટે વપરાય છે